આજ કાલની નવી પેઢી સાંસ્કૃતિક પ્રથાનું ચુસ્તપણે પાલન નથી કરતી તે તેના મૂલ્યોને તે સમજતી નથી તેને ભાવને તે સમજતી નથી જેવી રીતે ગુજરાતમાં રમાતી નવરાત્રિ દરમિયાન ગરબા પહેલાનાં સમયમાં સ્ત્રીઓ અને ગામડાઓમાં રમાતા ગરબાને આપણે જોઈએ તો એમાં એક ભક્તિભાવ હોય છે લોકો પોતાનાં સંસ્કૃતિને પ્રદર્શિત કરતા હોય છે મા અંબાની આરતીની સાથે તે ગરબા રમવામાં આવે છે માની સ્તુતિ કરવામાં આવે છે તેમજ તેમાં આપણી ગૌરવ અને આપણી આપણી સંસ્કૃતિ તેમાંથી ઝલકે છે પરંતુ હાલની આપણે નવરાત્રિના ઉત્સવ ને તહેવારો જે રીતે લોકો ઉજવે છે તેને જોઈએ તો મોટા મોટા ગ્રાઉન્ડ એસી હોલ હોય છે અને ગરબાના તાલે ઝુમવાની જગ્યાએ તે લોકો ડીજે તેમજ મોટા મોટા સિંગરોને બોલાવીને જોર જોરથી ઓરકેસ્ટ્રા વગેરે મંગાવીને તેમની પાસે ગવડાવવું અને પછી નાચંવુ તે આજ કાલની યુવા પેઢી સંસ્કૃતિને ભૂલીને માત્ર શોસાબાજી અને દેખાડો કરતી હોય તેવું લાગે છે પરંતુ આપણા જે રુઢીચુસ્ત જે સંસ્કૃતિના જે જડ છે જે સાચા મૂલ્યો છે તેને નથી ઓળખતી અને માત્ર ઉત્સવો ઉજવવા ખાતર જ ઉજવે છે તેવું જણાય છે